રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અમારા જિલ્લામાં રાજકોટમાં રમાતી એવી સ્પોર્ટ્સ ગેમ્સ જે કે ટૂર્નામેન્ટ જે કે ક્રિકેટ રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમમાં રમાયેલ વેસ્ટ ઇંડીઝ વર્સીસ ઇન્ડિયા ટુર્નામેન્ટ જેમાં ભારતના અને વેસ્ટ ઇંડીઝના ઘણા સ્પર્ધકોએ ઘણા રમતવીરોએ ભાગ લીધેલો હતો જેમાં ટેસ્ટ મેચ જે પાંચ દિવસ સુધી ચાલી હતી જેમાં ભારતના પચ્ચીસથી ત્રીસ વયના રમતવીરો જેમકે વિરાટ કોહલી રોહિત શર્મા હાર્દિક પાંડ્યા શુભમન ગિલ ત્યારબાદ શાર્દુલ ઠાકુર સુરેશ રૈના એમ એસ ધોની જેવા ઘણાં નામચીન ક્રિકેટરો આવ્યાં હતાં અને તેની સામે વેસ્ટ ઇંડીઝ જે ટીમ હતી તેમાં પણ પોલાર્ડ બ્રાવો પુરંગ અને ક્રિસ ગેલ જેવાં ઘણાં રમતવીરો આવ્યાં હતાં ટેસ્ટ ટુર્નામેન્ટ જે છે તે પાંચ દિવસ સુધી ચાલી હતી પેહલો દાવ જે છે એ ભારતનો હતો અને આ ટેસ્ટ ટૂર્નામનેટ મેં સારી રીતે નિહાળી હતી હું જોવા પણ ગયો હતો સ્ટેડિયમના સાઈડના ભાગે હું બેઠો હતો અને આ એક્સપિરિયન્સ એક આહલાદક અને બહુવ મસ્ત હતો કારણકે આ એક ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય લેવલની હતી જેમાં જે એક ટેસ્ટ ટુર્નામેન્ટ હતી જે એક ક્રિકેટ ટૂર્નામનેટ હતી જેમાં વિજય એ ભારત ભારતીય ટીમ ભારતીય ટીમનો હતો ભારતીય ટીમ એ ઘણા રન કરી અને વેસ્ટ ઇંડીઝ ટીમને હરાવી હતી મેચ એ બહુત આહલાદક હતી અને બહુ મજા આવી હતી અને ક્રિકેટર પણ ઘણાં હતાં અને તેને જોવા માટે પબ્લિક પણ ઘણી આવી હતી પબ્લિક જે છે લોકો જે છે એ ક્રિકેટર્સને જોવા ઉપરા ઉપર પડી રહ્યાં હતાં અને એ બન્ને ટીમ્સ એ રાજકોટમાં જ બે હોટેલમાં રોકાઈ હતી જેમકે સયાજી જે નામની હોટેલ છે તેમાં ભારતીય ટીમ રોકાઈ હતી તેને ત્યાં આવેલા ભારતીય ક્રિકેટર્સ જેમકે વિરાટ કોહલી તેને મળવા માટે લોકો તેને મળવા માટે લોકો ઉપરા ઉપર પડી રહ્યા હતા અને બીજા જેમકે શુભમન ગિલ તેમને મળવા માટે પણ લોકો ઉપરા ઉપર પડી રહ્યા હતા સેલ્ફી ઓટોગ્રાફ માટે પાછળ પાછળ દોડી રહ્યાં હતાં ક્રિકેટ એ એક ભારતનું એક ક્રિકેટ એક ભારતનું બહુત બહુ જ વધારે પસંદીદા ખેલ છે લોકો વધારેને વધારે ક્રિકેટને પસંદ કરે છે કારણકે ક્રિકેટ એ બહુ જ નામચીન એક રમત બની ગઈ છે અને રાજકોટના આ ખંડેરી સ્ટેડિયમમાં પાંચ દિવસીય ટેસ્ટ મેચ ટેસ્ટ ટુર્નામેન્ટ જે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી